ઓય સાંભળને હવે તો મારા લગ્ન થઈ ગયા છે તો મારે મારા આધાર કાર્ડને પાન કાર્ડ માં જે અટક છે એ બદલાઈ ગઈ છે તો હવે મારે મારો પાસપોર્ટ પણ આધાર કાર્ડને પાન કાર્ડ પ્રમાણે કરાવવો પડશે કારણ કે પાસપોર્ટમાં જૂની અટક છે એ બદલાવવી પડશે કારણ કે આધાર કાર્ડને પાન કાર્ડ પ્રમાણે પાસપોર્ટ કરાવવો પડે આધાર કાર્ડને પાન કાર્ડ જેવું હોય એવી જ રીતે પાસપોર્ટ કરાવવો છે એ ખૂબ જરૂરી છે એ માટે મેં વિચાર્યું છે કે પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે જઈને પાસપોર્ટમાં અટક બદલાવી દઉં તો મારે પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે અપોઈમેન્ટ લેવી પડશે તો શું તને ખબર છે કે પાસપોર્ટ સેવા કેન્દ્રનો સમય ને શું છે જો તને ખબર હોય તો મને જણાવ તો મને અપોઈમેન્ટ લેવામાં મદદ મળે અને મારે મારા પાસપોર્ટ માં જે અટક અપડેટ કરાવવાનું છે તે કામ છે તે હું સરળતાથી પૂર્ણ કરી શકું